હા મારા વિસ્તારમાં એટલે કે હું જ્યાં હળવદમાં રહું છું ત્યાં એક આર્ટ ગેલેરી અને કલા સંગ્રહાલય આવેલા છે અને ત્યાં પણ ઘણા બધા હસ્તકળા માટે અને ઘણા બધા પેન્ટીન્ગો છે અને હસ્તકળાનું છે પછી કોઈ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ છે એવા અલગ અલગ અલગ અલગ જૂના જમાનાની જે વસ્તુઓ છે એ પણ સાચવવામાં આવે છે અને ત્યાં ઘણા બધા લોકો ત્યાં વિઝિટ કરવા માટે આવે છે હું પણ ત્યાં વિઝિટ કરવા માટે ગએલ હતી અને ત્યાં જઈ અને મેં બધું જોયું ત્યાં બધી વસ્તુઓ હસ્તકળાની અને ગુજરાતની બધી સારામાં સારી વસ્તુઓ જેમ કે અલગ અલગ પ્રકારની હસ્તકળા ભરત ગુંથણ સીવણ વગેરે વગેરે કળાઓ ત્યાં દેખાડવામાં આવી હતી ત્યાં બધા ચાર્ટ અને ત્યાં બધી વસ્તુઓ અલગ અલગ રીતે મૂકવામાં આવેલી હતી અને ત્યાં જઈ અને મને ખૂબ આનંદ થયો કારણ કે ત્યાં બધી વસ્તુઓ અપણને જોવા મળે છે અને જૂના જૂની કોઈ પણ વસ્તુ જે આપણે અત્યારે હયાતમાં નથી એ પણ આપણે જોઈ શકીએ છીએ ભરત ગુંથણ કઈ રીતે છે કલા કઈ રીતે છે હસ્તકળા કઈ રીતે છે એ બધું આપણને ત્યાં જાણવા મળે છે ત્યાં જઈ અને મને તો ખૂબ આનંદ થાય છે કારણ કે ત્યાં બધી અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે આપણને નૉલેજ મળે છે કે આ આમ આ વસ્તુ આટલી હોય આમ હતું તેમ હતું એવું બધું જોવા મળે છે અને અહીંયાં હળવદમાં ઘણા લોકો બહારથી દેશ વિદેશથી અહીંયાંથી ગેલેરી ચેક કરવા માટે આવે છે અને ત્યાં વિઝિટ લેવા માટે આવે છે અને ત્યાં બહુ મજા આવે છે બધાને કારણ કે તે નવું નવું નૉલેજ મળે છે અને ત્યાં નવી નવી વસ્તુઓ અમને જાણવા મળે છે અને નવા નવા નમૂનાઓ પણ અમને જોવા મળે છે હસ્તકળાના વગેરેના બધા નમૂના એ લોકો જોવા માંગે છે અને ત્યાં બહુ મજા આવે એવું છે